હલો અરે કેમ છો તમે અલ્યા હું બેન એકદમ મજામાં હવે તમને શું કહું તમને ખબર છે આજકાલ તો આ આપણા છે ને આ દેશમાં શું ચાલે છે તમને ખબર છે અરે એ બંધુ નહીં આ તમે સોશિયલ મીડિયા ખોલો ને જેવું એવું અત્યાર તો પેલા મુકેશ અંબાણીને ત્યાં લગનનું બધું ચાલતું હોય છે હ એજ ને સેલિબ્રિટીઓ બધા રાજકારણીઓ બધા ક્રિકેટરો બધા ત્યાં હોય છે અત્યાર તો લાગે છે કે આખા દેશમાં આ જ ચાલે છે બીજું કઈ ચાલતું જ નથી એનાં સિવાય હા હા પણ હું શું કહું છું આટલો બધો આમ દેખાડો ના કરાય તમારું શું કહેવું છે હા એ જ ને એવું લાગે છે કે વસૂલ આપણાથી કરે છે એનો ખર્ચો આપણાથી વસૂલ કરશે એવું લાગે આ તો પણ હેં ખર્ચો સારો કર્યો છે નહીં આમ દેખવાની મજા આવે બધું હા એ જ એ જ આપણે હું તો છે ને આખો દિવસ આ વીડિયોમાં એ જ દેખ દેખ કરું ને મને તો જીવ બળે છે કે કાશ હું પણ ત્યાં ગયો હોત મને કેટલી મજા આવત અરે કેટલી સરસ સરસ વાનગીઓ હશે આપણે ગયા હોત તો આપણને કેટલી મજા આવત નહીં ખાવાની એ એમનેમ તો કેટલું એમનામાં તો બહુ હોય તો નહીં એમને તો હજાર હોય એટલે એમને તો આરામથી પતી જાય એમને તો તમે બી દેખ દેખ કરો છો ને અરે હું શું કહું છું હવે મારે છે ને એક કામ છે એટલે આપણે પછી મળીએ બરાબર હા ચાલો મળીએ